હું મારી રસોઈમાં મારી પાસે ગરમ મસાલો છે જે ઘરે જાતે બનાવીએ છીએ મારા સાસુએ મને શીખવાડ્યું હતું આ મસાલાની રેસેપિ સો વર્ષ જૂની છે આ રીત બનાવાની છે ગરમ મસાલોમાં જાયફળ તજ એલચી જાવંત્રી બાંડિયાં તમાલ પત્ર મરી લવિંગ શાહી જીરું વગેરે બધા મસાલાઓનો ઉપયોગ કરીને મસાલો અમે ઘરે બનાવીએ છે અને એ મસાલાની સુગંધ ખૂબ જ સરસ આવે છે સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે આ મસાલાથી મારી દરેક વાનગીઓ સરસ બને છે અને ખુશબુ સરસ આવે છે વાનગીમાં સમોસા સેવ સર દાળસ દાળ ભાત સાંભાર એ બધી હું બનાવું છું અને વાનગીઓ માં આ જ મસાલો નાખું છું જેની ખુશબુ બહુ સારી આવે છે